ના ગુજરાતી ભાષા બોલવામાં કે લખવામાં ક્યારે કોઈ દિવસ મુશ્કેલી અનુભવી નથી કેમકે જનમ્યા ત્યારથી જ જે ભાષા આપણે સાંભળી છે જે ભાષા બોલતા શીખ્યા છીએ જે ભાષામાં અભ્યાસ લીધો છે એ ભાષા કોઈ જ દિવસ બોલવામાં કે લખવામાં મુશ્કેલી અનુભવી શકાય એવું હું માનતી જ નથી